હોસ્પિટલ મેનેજમેન્ટ અંગે મારું મંતવ્ય છે કે પહેલાંના સમયમાં લોકોને હેરાન થવું પડતું હતું પહેલાંના સમયમાં એક્સિડન્ટ કે કોઈ ઇમરજન્સી કે હોય તો ખૂબજ હેરાનગતિ થતી હતી પણ અત્યારનાં સમયમાં ખૂબ સારી સુવિધાઓ આપી છે જેમકે એકસો આઠની સુવિધાઓ પણ આપેલી છે કોઈ ઇમરજન્સી સારવાર હોય અથવા ઇમરજન્સી કેસ હોય તો તેને એડમિટ થવા માટે કે એની સારવાર માટે એને હેરાન થવું પડતું નથી મારું મંતવ્ય છે કે અત્યારની સુવિધા ખૂબ સરસ અને સરળ પ્રક્રિયા છે કે પેશન્ટનો જીવ પણ બચાવી શકાય છે કદાચ કોઈ અકસ્માત થયો હોય તો પણ પેશન્ટનો જીવ બચાવી શકાય છે સરકારી અને પ્રાઇવેટમાં પણ એવી સુવિધાઓ અત્યારનાં સમયમાં આપેલી છે અને સરકારી કર્મચારીગણ પણ પૂરતા પ્રમાણમાં છે મારા મંતવ્ય મુજબ હોસ્પિટલ અત્યારનાં સમયમાં ખૂબજ ખૂબજ સારવાર માટે સરસ કામગીરી કરી રહી છે અને તેમાં સરકારી કર્મચારીગણ પણ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે અચાનક કોઈક અક અકસ્માત થયો હોય તો પણ એકસો આઠ તરત જ હાજર થઈ જાય છે અને એની સુવિધાનાં લીધે પેશન્ટને હેરાન થવું પડતું નથી અને દાખલ થવા માટે પહેલાંના સમયમાં ખુબજ લાંબી કામગીરી કરવી પડતી હતી તે અત્યારનાં સમયમાં દાખલ થવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડતી નથી ઉપરાંત સરકારી ઘણીબધી સેવાઓ પણ પેશન્ટ માટે હાજર છે જેના લીધે અત્યારનાં સમયમાં હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબજ સરસ છે અને સારું છે જેમાં આધુનિક એવા યંત્રો પણ વસાવેલા છે કે જેના દ્વારા લોકોનો જીવ પણ બચાવી શકાય છે મારા મંતવ્ય પ્રમાણે પ્રવેશ અને સારવારની પ્રક્રિયા અત્યારે ખૂબ સરળ છે અને માર્ગદર્શન માટે અત્યારે સરકારી કર્મચારીગણ પણ ખૂબ સરસ કામગીરી બજાવે છે આમ હોસ્પિટલ હોસ્પિટલ ખૂબજ ઉપયોગી બને છે